ગામડામાં આમ તો ઘણી બધી રમતો રમાય છે પણ તેમાં મુખ્યત્ત્વે કુસ્તી વૉલીબૉલ ક્રિકેટ કબડ્ડી ખો ખો જેવી રમતોનો સમાવેશ થાય છે આ ઉપરાંત ગામડામાં ગીલી ડંડા ભમરડાની દોડ પકડ જેવી રમતો પણ રમાય છે ક્રિકેટમાં તો સૌને ખ્યાલ હશે જ કે અગિયાર અગિયાર પ્લેયરોની બે ટીમ બનાવવામાં આવે છે તે પછી જ ક્રિકેટ રમી શકાય છે જ્યારે કબડ્ડીમાં આઠ આઠ પ્લેયરોની ટીમ બનાવવામાં આવે છે અને એક ચોરસ બૉક્સ બનાવવામાં આવે છે કુસ્તીમાં તો સૌ પ્રથમ એક ગોળ સર્કલ બનાવવામાં આવે છે અને બે પહેલવાનો વચ્ચે કુસ્તી રમાડવામાં આવે છે તે ઉપરાંત દોડ પકડમાં કોઈ એકનો વારો હોય છે જે બીજા બધાઓને પકડવા દોડે છે અને જે પકડાઈ જાય છે પછી એનો વારો આવે છે અને એ બીજા લોકોને પકડવામાં દોડે છે તેમજ આંખ મિચામણી પણ ગામડામાં રમાડવામાં આવે છે જે એક વ્યક્તિની આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને એ આજુબાજુ બાકીનાં વ્યક્તિઓને શોધે છે જે હાથમાં આવી જાય છે એ વ્યક્તિની પછી આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવે છે અને એ પછી બીજા લોકોને શોધે છે આમ ગામડામાં ઘણી બધી રમતો રમાડવામાં આવે છે